આપણે આ રાજ્ય પરિવહનની જે ગુણવત્તા જોઈએ તો અત્યારે બધી સુવિધા છે ક પણ એના જે ભાડા જે છે એ મધ્યમ વર્ગને પોસાય એમ નથી અને ભારતની અંદર કોઈપણ તમે મુસાફરી કરોને એટલે આમ પરવડે તો નહીં પણ માણસ મજબૂરીમાં કશે જવું આવવું હોય એટલે જાય અત્યારે એવું છે કે બસના ભાડા જે છે એ ટ્રેનના ભાડા કરતાં ડબલ અને ત્રણ ગણા છે બીજું કે આપણે ટ્રેનની અંદર મુસાફરી કરવી તો મધ્યમ વર્ગ માટે કોઈ ઓપ્સન નથી કારણ કે જે પણ ગાડીઓ છે એમાં બધી બધા જે કોચ મૂકવામાં આવે એ રિઝર્વેશન હોય છે અને એક કોચ જનરલ આગળ હોય એક પાછળ હોય અને એ કોચની અંદર તમારે ચાર ચાર કોચના પેસેન્જર હોય છે તો એમાં બહુ જ તકલીફ પડે છે એટલે મધ્યમ વર્ગ કેવી રીતે જઈ શકે કોશે ટ્રાવેલિંગ કરવું હોય તો એના માટે થોડુંક કંઈક વિચાર કરવાની જરૂર છે અને પ્લેનનું તો મધ્યમ વર્ગવાળો તો માણસ વિચારી બી નહીં શકે અને આ જે બસની વાત છે તો જે પ્રાઇવેટ બસો જે છે એ લોકો મનમાની કરીને પૂરતા જેમ ભાવે જેમ ફાવે એમ ભાડા વસૂલે છે અને આજે સરકારી જે બસો છે અમુક બસો તો ખખડધજ હાલતમાં છે પણ બસમાં ટ્રાવેલ કરવું તો એની એ જે બસો છે એમાં ઘણી વખત શિયાળાના સમયમાં કે ચોમાસાના સમયમાં ઘણી વખત એના કાચ તૂટેલા હોય તો શિયાળામાં કંઈક વધારે પવન આવે છે અને ચોમાસામાં કે કંઈક કાચ તૂટે તો અંદર પાણી આવે છે એવી અમુ અમુક લાંબા રનની બસો છેને એમાં એ પ્રોબલમ છે અને મારા એવા એક બે કડવા બી અનુભવો થએલા છે એટલે ખાસ આ રીજ રાજ્ય પરિવહનની જે ગુણવત્તા છે એમાં થોડોક સુધારો કરવો જોઈએ અને આ ટ્રેનની જે વાત છે ને એ તો ખૂબ મેજર પ્રોબલેમ છે એટલે આ મુસાફરી કરવી એ બધા માણસોને પરવડે એવી નથી